સમાચારના માધ્યમો ગ્રામીણ વિસ્તાર વિશે પહેલા પૂરતા મુદ્દાઓ દર્શાવતા ન હતા પરંતુ આજના સમયમાં એવું થતું નથી કેમકે ગ્રામીણ વિસ્તારમાં હવે તમામ વિસ્તારોમાં સમાજના મુદ્દાઓ દર્શાવવામાં આવે છે મીડિયામાં હવે જેમાં નાના નાના ગામડાઓ છે મોટા ગામળા છે વિલેજ છે સિટી શહેર કોઈપણ તમે જગ્યાએ જાઓ તે દેશના કોઈપણ જગ્યાએ કોઈપણ ઘટના બનતી હોય તેની તરત જ આપને મીડિયા દ્વારા સમાચારના માધ્યમો દ્વારા આપણને જાણ થતી હોય છે આજે કોઈપણ ઘટના એવી બનેલી છે જે બહુ મોટી બનેલી છે જેમાં કોઈપણ પ્રકારના એક્સિડન્ટ થયું છે અથવા કોઈ વ્યક્તિએ સારું એવું પરીક્ષા દઈને મૂલ્યાંકન પ્રાપ્ત કર્યું છે નંબર આવેલો છે અથવા સારા એવા માર્કથી પાસ થયા છે કોઈપણ નાની મોટી જે કંઈપણ ઘટનાઓ છે ગ્રામીણ વિસ્તારમાં બને છે અથવા શહેરી વિસ્તારમાં બને છે તેને સમાચારના માધ્યમો દ્વારા મૂકવામાં આવે છે સમચારનું માધ્યમ આજે એટલું બધું વિશાળ છે કે તરત જ એટલું બધું વિશાળ બની ગયું છે કે તરત જ આપને કોઈપણ સંસ્થા વિશેની માહિતી અથવા કોઈપણ ક્ષેત્રની કોઈપણ ગામની કોઈપણ શહેરની માહિતી મેળવી તે આપણે તરત જ મેળવી શકીએ છીએ આમ સમાચાર એક એવું બધું સરસ માધ્યમ છે કે જેને કારણે આપણે કેટલાક વિસ્તારોનું કેટલુંક મૂલ્યાંકન આપને વ્યવહારિક જ્ઞાન પણ થાય છે માનો કે કોઈપણ મોટું શહેર છે તે તેમાં કેવા કેવા પ્રકારના ઉદ્યોગો છે અથવા કેવી કેવી રોજની ઘટનાઓ બને છે તેમાં કેવા કેવા પ્રકારનું નગર જીવન રહેલું છે તે સમાચારના માધ્યમો દ્વારા જાણે છે આમ કેટલાક ગામડાઓ એવા પણ છે જ્યાં સમાચારનું કે સમાચાર માધ્યમો હતા તેમાં કોઈપણ ઘટના બનતી તો આપને પહેલા જાણ નહોતી પરંતુ આજના સમયમાં એવું થતું નથી તેમાં ગ્રામીણ વિસ્તાર જે કોઈપણ હોય તેમાં પણ કેટલા બધા સારા કાર્યો થતાં હોય છે તેની સરસ એવી જાણ મળે છે આપણને આમ ગ્રામીણ વિસ્તાર એટલું બધું હવે આગળ આવી ગયું છે કે તેમાં સમાચારના માધ્યમો જોવા મળતા હોય છે ગ્રામીણ વિસ્તાર એક એવી સુંદર રીતે આપને દર્શાવામાં આવે છે કે એમાં જે સુંદર સુંદર કાર્યો થતાં હોય છે એ બધા જ આપણને બતાવામાં આવે છે તે સમાચાર માધ્યમને કારણેજ થાય છે આમ સમાચારનું માધ્યમ તે ખૂબ જ મહત્વનું છે આજે સમાચાર માધ્યમ એક બહોળો પ્રચાર ચાલતો હોય છે જેમાં ટેલિફોન આમ સમાચાર માધ્યમો કેટલાક હોય છે જેવા કે આ ટેલિફોન મોબાઈલ ઈન્ટરનેટ કોઈપણ જગ્યાએ જોવા મળે છે એમાં મોબાઈલ દ્વારા આપણે કેટલી બધી માહિતી પણ સમાચારનું જ એક પ્રકાર છે તેમાં આપણે માહિતી મેળવી શકીએ છીએ એમાં કોઈપણ ગ્રામ્ય વિસ્તારના વ્યક્તિ છે એમાં કોઈપણ ગ્રામીણ વિસ્તારના વ્યક્તિઓનો અવસાન થયું હોય તેને પણ આપણે પેપરમાં છપાવીને અલગ અલગ જગ્યાએ પહોંચાડી શકીએ છીએ જેથી કરીને બધાને જ્ઞાન થાય આવી રીતે કોઈપણ ગ્રામીણ વિસ્તારમાં શાળાઓમાં અથવા પંચાયતમાં અથવા ગામમાં કોઈપણ સારા એવા સુંદર કાર્યો કરવામાં આવતા હોય છે તેને સમાચારના માધ્યમના વડે બતાવામાં આવે છે જેના વિશે મીડિયામાં આપને બધી જ ઉજળો જોવા મળે છે આમ આપળે આજના સમયે એટલો બધો વિકસિત છે જેમાં સમાચારનું માધ્યમ ખૂબ જ અગત્યનું હોય છે આવી રીતે જેના વિશે મીડિયાની વાત કરીએ તો હવે કોઈપણ ક્ષેત્ર એવું નહીં હોય કે જ્યાં મીડિયા ન હોય સમાચારનો માધ્યમ તો હવે બધે જ જગ્યાએ હોય છે ગામડા શહેર મોટા શહેર મુંબઈ મહરાષ્ટ્ર કોઈપણ જગ્યાએ જાઓ ત્યાં સમાચારના માધ્યમો તો જોવા જ મળે છે આમ સમાચારનું માધ્યમ તે ઘણા સમયથી આપણે ત્યાં અસ્તિત્વમાં આવેલું છે આમ પહેલા સમાચાર પત્રો લેખિત પણ આવતા હતા રેડિયો દ્વારા આવતા તા હવે તો આધુનિક યુગમાં સમાચાર માધ્યમ તે મોબાઈલ રેડિયો ટેલિફોન કમ્પ્યુટર કોઈપણ ક્ષેત્રમાં તમે જોઈ શકો છો જે કંઈ પણ ઘટના બને જે નાના મોટા ગામોમાં બધી જ તે આપને જોઈ શકાય છે આમ સમાચારના માધ્યમો દ્વારા ગ્રામીણ વિસ્તારના લોકો ઘણાબધા શિક્ષિત પણ થયા છે વિકસિત પણ થયા છે અને તેમને શહેરનું જ્ઞાન શહેર વાળાને ગ્રામ્ય વિસ્તારો લોકોનું જ્ઞાન બધું જ સમાચાર માધ્યમો દ્વારા જ મળી શકે છે સમાચાર માધ્યમો દ્વારા મોબાઈલમાં જો જોતાં હોઈએ તો આપણે કોન્ટેક કરીએ કોકને આ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે માનો કે હું જ હું અમરેલીમાં રહું છું અને મારે અમદાવાદ કોન્ટેક કરવો છે તો મારે એક જ કોલ કરું ત્યાં મને મારા ફેમેલી જનો મારા ઘરના જે સદસ્યો છે તે માહિતી મને મેળવી શકે છે આમ સમાચારનું માધ્યમ આજના સમયમાં ઘણું બધું વિકસિત થયું છે આમ કોઈપણ ઘટનાઓને બતાવવા માટે મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે આજે કોઈપણ ગ્રામ્ય વિસ્તાર એવો નહીં હોય જ્યાં મીડિયાની વાતો મીડિયાના લોકો વાત ન કરતાં હોય એવું બનતું જ નથી હવે પહેલાના સમયમાં જે કાંઈપણ થતું હતું તે હવે આજના સમયમાં કંઈ જ નથી થતું સમાચારનું માધ્યમ ખૂબ જ વિકસિત છે મીડિયાવાળા તે તમામ વિસ્તારોની ગ્રામ્ય વિસ્તારોની અને શહેરી વિસ્તારોની તમામ વાતો કરે છે સુંદર રીતે કરે છે રજૂઆત કરે છે નાની મોટી ઘટનાઓ પ્રસંગો સારા પ્રસંગો કોઈપણ કોઈ ભી હોય તેની વાત કરે છે આમ સમાચારનો ગ્રામ્ય વિસ્તારનો વિષય પૂરતા મુદ્દાઓ દર્શાવે છે આપણે એવું ન કહી શકીએ કે મીડિયાવાળા ગ્રામીણ વિસ્તારના લોકોને કોઈપણ જાતની માહિતી મેળવતા નથી અમુક ગ્રામ્ય વિસ્તાર તે ખૂબ જ અગત્યનું મહત્વનું હોય છે એમ તે તમામ વિસ્તારોમાં મીડિયાની વાત કરતાં હોય છે ગ્રામીણ વિસ્તારના લોકોએ પણ એવું નહીં હોય કે ત્યાં માધ્યમ સમાચાર માધ્યમ દ્વારા મીડિયાઓ વાત છુપાવતા હોય છે આમ આપણે તમામ મીડિયાની વાત વિશે જાણેલું છે